ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પહેલાં સોળમા ક્રમે હતું પરંતુ શિક્ષણની સ્થિતિ કથળતી ગઈ અને હવે તે અઢારમા ક્રમે આવી ગયું છે ખાનગી સ્કૂલોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે પેરેન્ટ્સ પણ એવું માને છે કે ખાનગી સ્કૂલોમાં ફીસ પણ મોટી હોય છે તો શિક્ષણનું સ્તર પણ એટલું જ ઊંચું હશે પરંતુ શિક્ષણનું સ્તર ખાનગી હોય કે ગવર્મેન્ટ સ્કૂલ હોય બંને જગ્યાએ શિક્ષણનું સ્તર ફીસથી માપી શકાય એમ નથી ખાનગી સ્કૂલોના ટીચરોની ભરતી બીએડ જે જરૂરી શિક્ષણ હોય છતાં તેના વગર પણ કરી દેવામાં આવે છે પરંતુ ગવર્મેન્ટ સ્કૂલોમાં કોમ્પિટિટિવ એક્ઝામો દ્વારા અને બીએડ કંપલસરી કરીને ટીચરો લેવામાં આવતા હોય શિક્ષકની શીખવવાની પદ્ધતિ ઘણી સારી પણ હોઇ શકે છે બીજું શાળાઓમાં માળખાકીય સવાલ સવલતોનો અભાવ જોવા મળે છે પ્રયોગ શાળા સંગીતની પ્રવૃત્તિ માટે સ્પોર્ટ્સની પ્રવૃત્તિ માટે વગેરે માટે જે માળખાકીય સવલતો હોવી જોઈએ તેનો અભાવ છે માળખાકીય સવલતોમાં શાળામાં પંખા બોર્ડ પાણીની વ્યવસ્થા યુરીનરીની વ્યવસ્થાનો અભાવ હોય એ શાળામાં શિક્ષણનું સ્તર ઉતરતું જોવા મળી શકે છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશમાં રિમોટ લોકેશન પર ઘણા બધા વ્યક્તિઓ રહેતા હોય છે અને એમાં શિક્ષણનું સ્તર શિક્ષણ વિશેની જાગૃતિ બધામાં જોવા મળે તી નથી અને માતા પિતા પણ તેમનાં સંતાનોને શિક્ષણ આપવા માટે એટલા જાગૃત હોતાં નથી તેઓની જો પૈસા ની સ્થિતિ ઘણી સારી ન હોય તો તેઓ પ્રાથમિક શિક્ષણ અપાવીને તેમનાં સંતાનોને વહેલી તકે એમ્પલોયેબલ બનાવવામાં માને છે અને ક્યાંક તો ચાઇલ્ડ લેબરનું પણ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તેથી આ જગ્યાએ શિક્ષણનું સ્તર ઘણું નીચું છે